કેમ છો કલ્પેશ ભાઈ મનન વાત કરું છું મનન દેસાઈ

અરે ના એ થોડુંક ભોજનનો ઓડર આપવાનો હતો તમારા ત્યાંથી હા તમને તો ખબર જ છે દર વખતે તમારા ત્યાંથી જ લઉં છું હા એ તમારો ડિલિવરી બોય આવી જ જાય છે સમયસર પણ આ વખતે એવું છે સરનામું થોડું બદલાયું છે હા પહેલાં જ્યાં રહેતા હતા ને ઉધના એરિયામાં હવે નથી આપણું ઘર અહીંયા પાલ અડાજણ સાઈડ લીધું છે હા આખું સરનામું તમે નોંધ કરી લો એક વખત એક શૂન્ય બે ધર્મયુગ સોસાયટી પાલ અડાજણ પિન કોડ ત્રણ નવ પાંચ શૂન્ય શૂન્ય નવ

ના એ ઘર જૂનું ઘર તો વેચી દીધું એક મહિનો થયો ને અહીંયા આવ્યા રહેવાને હં હા હા તમે એડ્રેસ નોંધી લીધું ને બરાબર હા બસ કેટલી વારમાં આવી જશે આપણો છોકરો ભીજન લઈને વીસેક મિનિટ થશે એવું ને હા વાંધો નહીં વાંધો નહીં એને મારો સંપર્ક નંબર પણ આપી દો એને સરનામું નહીં મળે તો એને કહેજો મને સંપર્ક કરે હું એને સરનામું સમજાવી દઇશ હા એમ તો બહુ વાંધો નહીં આવે મળી જ જશે એરિયો અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે કોઈને પણ પૂછી લેશો તરત મળી જશે હા જે ઓડર છે ને એ બધો મેં તમને એસએમએસ કરી જ દીધો છે એમાં જેટલી જેટલી વાનગીઓ છે ને એ બધી તમે મોકલાવી દો પૈસાનું કરી આપું ને સર પૈસા માટે ક્યાં વાંધો જ છે ઘરનું જ છે તમને ખબર જ છે ખાતું ચાલે છે આપણું

જેટલા પણ થશે આપી દઇશ વાંધો નહીં અને તમે આવો કોઈ દિવસ નવાં ઘરે ચોક્કસ ચોક્કસ હા તો ચાલો મળીએ ત્યારે આવજો હા હા ભલે